મારા વિસ્તારમાં મેદાનની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ હજુ સુધી પર્યાપ્ત થયું નથી પણ હા પ્રાઇવેટ કોમ્પ્લેક્સો અને વિવિધ ક્લબો દ્વારા ચાલતા કોમ્પલેક્સો જરૂર થી આવેલા છે પણ સરકારી સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ત્યાં નથી અને ભવિષ્યમાં એની યોજના તો છે લગભગ મારી જાણ મુજબ પણ હજુ સુધી ત્યાં કાર્યો શરૂ થયો નથી ટૂંક સમયમાં કાર્ય શરૂ થશે સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ પણ અવેલેબલ થશે હા પણ જે કોમ્પ્લેક્સ સિવાયના જે મેદાનો છે એ મેદાનો ઘણા ખરા અંશે આવેલા છે જેથી જૂની શાળાઓ છે એમાં તો આવેલા જ છે પણ જે નવી શાળાઓને જે માન્યતા પ્રાપ્ત થાય છે એમાંથી સાઠ ટકા શાળાઓ એવી છે કે જેની પાસે આવા ગ્રાઉન્ડો કોઈ રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ નથી અને ફ્ક્તને ફક્ત ત્યાં જે છે એ ક્લાસની અંદર ઇન્ડોર એક્ટિવિટી કરાવવામાં આવે સે આઉટડોર એક્ટિવિટી માટેના ગ્રાઉન્ડો ઉપલબ્ધ નથી

નજીકના ભવિષ્યમાં ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફાળવવામાં આવ્યો છે એવી વાત છે અને ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ટૂંક સમયમાં શરૂ થશે એટલે લગભગ બધાને સમય મળશે અને એનો લાભ પણ મળશે એવી આપણે બધા આશા રાખીએ રમતગમત એ એક એવો વિષય છે કે જે બધાને ગમતો હોય છે પણ એને કેરિયર તરીકે પસંદ કરવું કદાચ એટલા માટે જ પસંદ નથી કરી રહ્યા લોકો કે એમાં પણ અનિશ્ચિતતા હોય છે તમે જ્યારે ખેલાડીને જરૂર હોય ત્યારે જે સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ એ સુવિધા ઉપલબ્ધ ના થાય ખેલાડી નાસીપાસ થાય છે અને એ બીજા જે પ્રોફેશનો આવેલા છે એની તરફ પ્રેરાય છે